હલો હું પ્રીતિ ગુપ્ત ગુપ્તા બોલું છું મેં એમેઝૉન પરથી સેમસંગનું ટેબલેટ ઓર્ડર કર્યો છે મારે તેનો ડિલિવરી શેક જાણવો છે મારે જાણવું છે એ ક્યારે મારા ઘરે પહોંચશે તો શું તમે મને એનો ચેક મોકલાવી શકો છો અને હા મેં બાવીસ તારીખ ડિલિવરી તારીખ તારીખ નાખી છે હા તો તમે એક વખત ચેક કરી લો કે એ તારીખ જ છે બીજી કોઈ તારીખ નથી ને ઓકે થેન્ક યુ